ગુજરાતી ભાષા એ ભારત દેશના ગુજરાત રાજ્યની ઇન્ડો આર્યન ભાષા છે અને મુખ્યત્વે ગુજરાતી લોકો દ્વારા બોલાય છે તે બૃહદ ઇન્ડો યુરોપિયન ભાષા કુટુંબનો ભાગ છે અને તેનો ઉદ્ભવ જૂની ગુજરાતી ભાષા માંથી થયેલો છે અને સમયાંતરે તેમાં અપ અપભ્રંશો જોવા મળે છે જેમકે અર્વા પ્રાચીન ગુજરાતી ભાષા મધ્યકાલીન ગુર્જર અપભ્રંશ વગેરે અને સમય જતાં અત્યારે આપણે જે બોલીએ છીએ તેમાં આપણે બીજી ભાષાઓના શબ્દનો પ્રભાવ પણ જોઈ શકીએ છીએ